હા હા મને છે ને મારે છોકરાઓને પચાસ છોકરાઓને દેવા માટે આ સ્ટેશનરીની વસ્તુઓ જોઈએ છે તો તમે મને એનાં માર્ગદર્શન આપો ને હવે મારે છે ને એક કીટ જેવુ બનાવવું તો મને પહેલાં મને પેનનું કહો હવે એ ત્રણેયમાં ત્રણેયમાં છે ને મને શું તફાવત છે ને એ સમજાવો કે જો ત્રીસવાળીમાં શું ફેર છે અને વીસવાળીમાં શું ફેર છે મારે એ બેયમાંથી એક વિચાર છે

એની પકડ સારી છે એમને પકડ સારી છે

ઓકે બરાબર છે સાચી વાત છે તો હવે તો આપણે છે ને એ એક નક્કી કરીએ ત્રીસવાળી પચાસ પચાસ પેન ત્રીસ રૂપિયાવાળી પચાસ પેન અને એમાં છે ને અલગ અલગ કલર મૂકી દેજો તમારી રીતે બરાબર હા બરાબર હવે હવે હવે ઝડપી રંગો છે સાચી વાત છે હા હવે હવે હવે પેન્સિલ ઉપર આવીએ આપણે હવે એમાં કઈ રીતે છે મારે છે ને એમાં એક નટરાજની આવે છે મારો એનો વિચાર છે તો તમે એમાં તમારું શું માર્ગદર્શન છે

હં હં એના રંગો આકર્ષક છે હં હં એ ભલે ને આપણે છોકરાઓને આપવા માટે જ છે તો એમાં પૈસાનું કોઈ ઓલું નથી હમ હં હં ના ના એ નથી કરવું આપણે ઓલું તમે વચ્ચેનું કીધું ને જે સાત રૂપિયાવાળી સાત રૂપિયાવાળી એ રાખો ને આપણે હા બરાબર હા એ ઝાલા કંપનીની છે ને હા હા એ એ મેં જોઈ હતી બરાબર છે તો તમે એ કરી નાખો અને હવે મારો છે ને છેલ્લો વિચાર એવો છે કે હું કાં તો એક ચેક રબર આપું અને સાથે છે ને એક ઓલું સંચો પણ આપું પણ ભલે ને આપણે પૈસાનો વાંધો નથી તો બેય મોંઘા ભલે પડે એમ

હં હં તો એ એ આપી દો ને અલગ અલગ જે ચલચિત્રોવાળું હોય ને એ હા હા વાંધો નહીં એનું મને થોડુંક ડિસ્કાઉન્ટ કરી દેજો એમાં થોડુંક મને હોં હા આઠ રૂપિયા ને પચાસ પૈસા અને સંચાની એ રીતના જ કરી દેજો એમાં હવે આપણે કાઇ ઝાઝું ઊંડું ઊતરવું નથી એ ભલે ભલે હોં અને બધાય પચાસ પચાસ પીસ અને તમે મને એક તમારે બધે એક બોક્સ તૈયાર કરી દેવા પડશે પૂંઠાનાં જેથી કરીને હું બધાયને આપી શકું

હા હા સારું આકર્ષક હોય ને એવું પેકિંગ હા હા અને તો અને ફાઇનલ બિલમાં બિલમાં થોડું ઘણું તમે તમારી રીતના વળતર આપજો ભલે ભલે ભલે ભલે ભલે આવજો આભાર તમારો